અમારા ત્યાં રમાતી રમતો લખોટી ગોચણીયું કબડ્ડી બોલ બેટ અને બોલ બેટનું હું તમને કહેવા જઉ તો ત્રણ સ્ટમ્પ એક બેટ એક બોલ અને વાઈડના રન નો બોલના રન અને ફ્રી હિટ પણ હોય છે